હા અમને નળનું પાણી મળે છે અને તે ખૂબ જ ચોખ્ખું હોય છે નળનું પાણી અને નળનું પાણી ઘરે આવવાથી મળવાથી એ પહેલાના લોકો નદીએ નાવા જતાં કે પછી એક્સ વાય ઝેડ કોઈ પણ એક્ટિવિટીઝ કરતા એ બધું જ હવે ઘરે નળ તમે ઓન કરો એટલે બધી જ સુવિધા તમને મળી રહે અને નળ લગાવવાથી બહુ એટલે બહુ જીવનને ઘણા બધા ફેરફારો થવા લાગ્યા છે